સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની વાત કરીએ તો મોટે ભાગે પરિવારની અંદર સ્વાસ્થ્યને અનુલક્ષીને જ વાનગીઓ બનતી હોય છે અને મારી પર્સનલી તે વાત કરું તો મોટે ભાગે મારું ફેવરેટ અને કુટુંબને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને વાત કરું તો હું ગોળનો શીરો સુખડી પૂરણપોળી થેપલા અલગ અલગ જાતના ફણગાવેલા કઠોળો આ બધું હું જા રસોઈની અંદર મોટે ભાગે હું એને શું કહેવાય એને હું આવરી લઉં છું ને તે પણ અલગ અલગ રીતે બનાવું મહિનામાં ક્યારેક મોટે ભાગે પૂરણપોળી જેવી વસ્તુ હોય મીઠાઈ કે ફ્રૂટસલાડ કે પછી શ્રીખંડ એવું ઑકેશનલી અમે બનાવીએ વારે તહેવારે અને બીજું એક આપણે તો ભારતીય સંસ્કૃતિ એટલે વાર તહેવાર અલગ અલગ તહેવારો આવ્યા જ કરતાં હોય એટલે એ બનતી જ હોય આવી વાનગી બીજું કે ગો સુખડી છે પૂરણપોળી છે એમાં ગોળ ઘી તુવેરની દાળ કે જેમાં પ્રોટીન મળે ગોળને લીધે આયર્ન આપણું લેવલમાં રહે લોહીની ઉણપ ન આવે સુખડીમાં પણ એ જ રીતે પ્લસ બીજું રોજની શું મારી છું મારા કુટુંબની તો સૌથી પહેલા તો સવારે ઊઠીને ગરમ પાણીની અંદર લીંબુ મધ આદું તજ એલચી એ વાળુ પાણી પીએ એની લીધે પરિવારના દરેક સભ્યનું માટે શક્તિવર્ધક બને ત્યાર પછી ફ્રૂટ છે ડ્રાયફ્રૂટ છે એ રીતે આ રીતે ચાલે લઈ જ દરેક સભ્ય ત્યારબાદ ચા દૂધ આમ તો ચા બહુ અવગુણકારી કહેવાય એમ કહે છે પરંતુ હું એવું નથી માનતી કે ચા એ અવગુણ છે ચા તો ખૂબ જ પહેલાના જમાનામાં પણ લોકો ચા પીતા અને ચા ને સ્વાસ્થ્યવર્ધક તરીકે ગણતા આજના સમયમાં ચા ઘણા એવોઈડ કરવા કહે છે પરંતુ હું એનાથી સંમત નથી કારણકે ચા એ એવી વસ્તુ છે કે ચા ને લીધે આપડું મેટાબોલીસમ આપણી માનસિક સ્થિતિને પણ સારી અસર કરે છે અવળી અસર નથી કરતાં શક્તિ પણ જળવાય છે માનસિક રીતે પણ સ્વાસ્થ્યતા આવે છે એમાં અને ચાની અંદર ચા ઉકળ્યા પછી ખાંડ નાખીને હું બધાને આપું એટલે એનું કોઈ આડઅસર કે નુકસાન થતું નથી બીજું કે ત્યાર પછી જમવામાં બધી જ રસોઈ દાળ ભાત શાક અથાણું પાપડ ચટણી આ બધું પણ રોજિંદા જીવનમાં એને આવરી લઉં છું આજકાલ બધા એ નથી લેતા કે અથાણાં નહીં ખવાય પાપડ નહીં ખવાય મારું તો માનવું એવું છે કે જીવનમાં ખોરાકની બાબતમાં પહેલાના જમાનામાં પણ ખોટું નતું કર્યું ખોટા નહોતા દરેક વસ્તુ સબરસ લેવી જોઈએ મારું એવું માનવું છે એ રીતે જ હું મારા કુટુંબમાં સ્વાસ્થ્યપ્રદ અને વાનગીઓને આવરી લઉં છું રોજે